મારો અત્યાર સુધીનો સૌથી પડકારજનક ટ્રેક એ ભૃગુ લેક ટ્રેક છે આ ભૃગુ લેક ટ્રેક એ મનાલી સિટીથી આગળ વધી અને રોહતાંગ પાસને પાસ કરી અને આવે છે આ સૌથી પડકાજનક એટલાં માટે છે કે એને એક ભૃગુ ખીણથી કરી એક જગ્યા આવે છે ને ત્યાંથી એને પાસ કરીને જવું પડે છે એ એવી જગ્યાએ છે કે જયાં તમને પહોંચવા માટે ઓક્સિજન લેવલ બહું જ ઓછું થઈ જાય છે ને તમારે સફોકેશનનો પણ સામનો કરવો પડે છે એટલે ક્યારેક જરૂર પડે ત્યારે તમારે ઓક્સિજનનાં સીઇન્ડર પણ સાથે રાખવાં પડે છે આ ઉપરાંત સાપુતારા ડેલહાઉસી લેહ લદ્દાખ એ પણ ભારતમાં જાણીતા અલગ અલગ ટ્રેકસ છે